હું એવી કલ્પના કરું કે હું એવા કોઈક વ્યક્તિને પેંટિંગ સિખવાડું સુ કે જેને પેંટિંગની કાંઈ ખબર જ નથી જેણે હાથમાં આ કાંઈ વસ્તુ લીધી જ નથી અને કોઈ દિવસ બ્રશ અને બ્રશ હાથમાં નથી લીધું પેન્સિલથી ચિત્ર દોર્યું નથી એને હું શીખવું તો મારો મારા અનુભવ હોય એને કઈ રીતે કહી શકું કે મેં એટલા એને હું શિખવાડવા માટે કે પહેલાતો તું કે પેન્સિલને આવી રીતે પકડ અને ધીમે ધીમે ડ્રોઈંગ ચાલુ કર એને શિખવાડું કે જો હું કઈ રીતે કરું છું પેંટિંગ એ રીતે તું દોર કે હું હાથમાં પેન્સિલ લઉં અને કેનવાસ લઉં અને એને પણ કહું કે તું અને પેન્સિલને કેનવાસ બંને લે અને જેવી રીતે હું કરું છું એમ તું કર અને ન આવડે તો એના હાથ પકડીને શિખવાડું અને એને કલર આ કલર દોરતા પણ શિખવાડું કે તું આવી રીતે કલર કર એમાં અને કલર બોળવા માટે બ્રશને એ બ્રશને અને બ્રશને બ્રશથી આપણે કલરને ડબ્બીમાંથી કઈ રીતે બહાર કાઢવા પીંછીને કઈ રીતે સાફ કરવી ધોવી એવું બધુ મારા અનુભવો અને મેં કેટલા કેટલા પેંટિંગ બનાવ્યા છે કે અને પેંટિંગ જે મારા ચિત્રો છે બધાય મેં બનાવ્યા તા એ બધાય ચિત્રો હું એને કહું કે મેં આવી રીતે બનાયવા તા અને આમ કયરું તું પેંટિંગને પહેલા પેન્સિલથી ડ્રોઈંગ કરી અને પછી એના ઉપર કલર કલર કર્યો એવું બધુ હું એને શિખવાડી શકું કે પહેલા તો તું પેન્સિલ લે અને પેન્સિલથી ડ્રોઈંગ કર જાણે કે મારે એને ગુલાબનું ચિત્ર દોરતા શિખવાડવું હોય તો હું એને એમ કહું કે તું પહેલા પેન્સિલ લે અને પેન્સિલથી કેનવાસ ઉપર ધીમે ધીમે દોરવાનું ચાલુ કર અને મારે જેમ દોરે અને હું એને હાથ પકડીને શિખવાડું કે તું મારી વેત મારી જેમ દોરવાનું ચાલુ કર અને એ ચિત્ર દોરાઈ જાય તો એની પછી હું એને કહું કે જો આ બ્રશ છે આ બ્રશથી આપણે ડબલીમાં રેડ કલરથી આપણે ગુલાબને કલર કરવો છે તો ડબ્બી ખોલીને બ્રશને એમાં પહેલા સાફ બ્રશ હોય એને આપણે ડબ્બીમાં ડબોળીએ એના પછી કલરને જે પેંટિંગને ડિશ હોય એ કલરની એમાં થોડોક કાઢવાનોને પછી સાફ કરી અને રંગ રંગી નાંખવાનો પછી બ્રશને છે પાણીમાં ડબોળીને ધોઈ નાખવાનો પછી બીજો કલર લેવાનો ગ્રીન ડાંડીયો માટે ગુલાબની ડાંડીયો માટે ગ્રીન કલર લેવાનો અને ગ્રીન કલરથી ધોઈને પછી પાછો કર એવી રીતે હું એને બધુ માર્ગદર્શન આપીને મારા અનુભવો સાથે એને શિખવાડી શકું